મને કોઈ જો મનગમતું પુસ્તક વાંચવું ગમતું હોય તો આદ્ય જગદગુરુ શંકરાચાર્યજીનાં જીવન પર બનેલું પુસ્તક કારણકે આદ્ય જગદગુરુ શંકરાચાર્યજીએ નાની ઉંમરમાં જ શાસ્ત્રોનો ચાર વેદોનો રુચાઓનો સુભાષિતોનો બધાનો અર્ક મેળવી અને સનાતન હિંદુ ધર્મ માટે જે કાર્ય કર્યું તે અવિસ્મરણીય છે કારણકે શંકરાચાર્ય નાની ઉંમરમાં જ તે પોતે બ્રહ્મચર્યનું પાલન કરી અને દશનામ સંન્યાસી પરંપરા આપી આખા ભારતમાં ભ્રમણ કરી અદ્વૈતવાદના સિદ્ધાંત રાખી અને પ્રતિપાદિત કરી અને હિંદુ સનાતન ધર્મ વૈદિક સનાતન ધર્મને આ એકત્રિત કર્યો લોકોને જાગૃત કર્યા ઘણા બધા સુભાષિતો રચ્યા બધાનો અભ્યાસ કરી અને જગતની ચાર પીઠો સ્થાપી ચાર શંકરાચાર્યની નિમણૂંક કરી અને સનાતન ધર્મનો ફેલાવો ક્યો એ બહુ અદ્વિતીય કાર્ય મારી દૃષ્ટિએ છે અને મને વારંવાર એ સાંભળવું અને વાંચવું ગમે છે એટલે મારા માટે એના શંકરાચાર્યજીનાં જીવન ઉપર જો કોઈ ફિલ્મ બને તો જોવી પણ મને ગમશે